હમણાં જે છેલ્લી વિંટી લીધી હતી એ ખૂબ સરસ અને ખૂબ સુંદર છે એનો આકાર પણ ઘણો આકર્ષિત છે આ વિંટી મારી આંગળીમાં સરસ રીતે માઈ જાય છે અને આ વિંટી મે ઓનલાઈન ઓડર કરી હતી આ વિંટી જે ઘરેણાંની દુકાનમાં મેં લીધી હતી એ દુકાન પણ ઘણી સારી છે અને એમની ઓનલાઈન સુવિધાઓ પણ સારી છે એમણે મને આ સોનાની વિંટી આપી છે અને આ સોનાની વિંટી ઘણી સારી છે આ સોનાની વિંટી મારી ત્રીજી આંગળીમાં સરસ રીતે બેસી જાય છે અને આ વિંટીનો રંગ પણ ખૂબ સારો છે આ વિંટી ઉપરની જે ડિઝાઇન છે એ પણ ઘણી સારી છે મને આ વિંટી ઘણી ગમે છે